હું કાલે જોલી ફેશનમાં પેન્ટ શટની ખરીદી કરવા ગયો હતો ત્યાં મેં શટ અને પેન્ટ ટી શટ જોયા પણ મેં તેમાંથી શટ અને પેન્ટ પસંદ કર્યો તેમાંથી મને શટ અને પેન્ટ બંને પસંદ આવી ગયો તેમાં શટનો કલર લાલ છે અને પેન્ટનો કલર કાળો છે તો તે મેં ઘરે લાવીને ટ્રાય કર્યા અને તે પહેર્યા પછી બીજા દિવસે તે શટને ધોતી વખતે તે શટમાંથી કલર જતો રહ્યો અને શટ થોડોક ટૂંકો થઈ ગયો અને પેન્ટ પણ થોડું ચઢી ગયું તેના કારણે હવેથી મને બીજી વાર પેરવામાં ઘણી મુશ્કેલી થઈ છે તે શટ મને તેના કારણથી એ શટ અને પેન્ટ હવે મને મારા શરીરને અનુકૂળ રહ્યું નથી તેથી મને શટ અને પેન્ટ હવે ગમતા નથી અને તે શટવાળા એ મને નાની સાઈઝનાં કપડાં આપી દીધાં હતાં